બસ મજામાં બોલો બોલો હા હા ઠીક છે શેનાં માટે કંઈ પ્રસંગ છે હા હા

હા થઇ જશે હા હા અરે બેન હવે તમારે મેરેજ જ છે બરાબર તો પૂરું તમને બ્રાઈડલ મેકઅપ પૂરું તમને ડેકોરેશન દુલ્હન ડેકોરેશન જ કરી આપું તમારે આવો પ્રસંગ એક જ વાર આવવાનો હોય ને જીવનમાં હા તો પછી શું અરે ખર્ચ બિલકુલ નહીં થાય દસ હજારથી વધુ નહીં થાય દસ હજાર થશે બરાબર જેમાં હું તમને બ્લીચ ફેશિયલ દસ હજારમાં હું તમને જો ફેશિયલ કરી આપીશ બ્લીચિંગ કરી આપીશ વેક્સ કરી આપીશ આઇબ્રો કરીશું થ્રેડિંગ કરીશું પછી હેરિંગ સ્ટાર્ટ કરીશું હેર કલર કરીશું પછી મેકઅપ કરી આપીશ લગ્નના દિવસે ઓકે સાડી પહેરાવી આપીશ

બધું છે મારી પાસે બેન તમે આવી જાવ એકવાર બરાબર તમે એમ કહેશો કે અરે વાહ

હ શું હા હા બધું જ છે મારી પાસે પૂરો મેકઅપ છે બધું જ છે બધા જ ક્રીમ બધા બધી મશીનરી બધા સાધનો મારી પાસે છે બરાબર તમે આવો અને મને ઓર્ડર બૂકિંગ કરાવી દો જેથી કરીને હું એ તારીખમાં હું બીજે ઓર્ડર લઉં નહીં હા હા વૅક્સ માટે વીસ મિનીટ ફુલ વૅક્સ કરવું હોય તો ફુલ વૅક્સ કરવું હોય તો દોઢ કલાક થશે હા ફુલ બૉડી મસાજ બૉડી મસાજ પણ અમે કરીએ છીએ એ પણ કરી આપીશું હા એક દિવસમાં પતી જશે જો એક દિવસમાં તો ખાલી બૉડી મસાજ થશે વૅક્સ થશે ફેસિયલ થશે અને બ્લીચિંગ પછી થ્રેડીંગ આઇબ્રો હેર કટિંગ અને હેર કલર અને એના પછીના દિવસે આપણે મહેંદી મૂકીશું બરાબર તમારે મહેંદી કેવી મૂકવાની છે ઠીક છે મહેંદી પણ સરસ મૂકીશું કોન પણ મારી પાસે છે એટલે કોન પણ તમારે લાવવાના નથી બરાબર તમારે કંઈ લાવવાનું નથી બેન બધી વસ્તુ બધુ મટીરિયલ મારી પાસે છે જેમાં હૅરસ્ટાઈલ ડેકોરેશનનું પણ આવી ગયું નહીં નહીં નહીં ઘેરથી હું આપું છું ભાડેથી એટલે મારી પાસેથી તમે ભાડેથી લઇ લેજો અને એનું ભાડું મને એકસ્ટ્રા આપી દેજો બરાબર

હા મળી જશે બેન મારી પાસે ઘણાં બધા રંગ ઘણાં બધા કલરમાં છે અને ઘણાં બધા સરસ છે હા બ્લ્યૂ એના લાઇટ શેડ પણ છે હા હા હા સિમ્પલમાં પણ મળશે હા હા બરાબર હવે કઈ તારીખનો ઓર્ડર બૂકિંગ કરીશું આપણે હા હા બાવીસ ત્રેવીસ ચોવીસ એટલે એકવીસ તારીખે એકવીસ તારીખે આપણે કરીશું વીસ તારીખ આપણે બ્લીચિંગ ફેશિયલ હેરકલર હેરકટિંગ આઇબ્રો વૅક્સ થ્રેડિંગ બધું કરી નાખીશું બરાબર અને બાવીસ તારીખે આપણે મહેંદી મૂકી દઈશું અને ત્રેવીસ તારીખે સવારે ત્રેવીસ તારીખે સવારે પાંચ વાગે હું આવી અને તમને તૈયાર કરી દઇશ બરાબર મેકઅપ લેતા આવીશ બધા ઓર્નામેન્ટ્સ લેતા આવીશ બધી જ વસ્તુ હું મારી લેતા આવીશ કારણ કે હું સેટ અને એ લાવું ને એનું ભાડું તમારે મને અલગથી આપવાનું અને ચુંદડીનું ભાડું તમારે અલગથી આપવાનું દસ હજારમાં નહીં આવે નહીં પહેલાં તમારે એકવીસ તારીખે નહીં આવવાનું પહેલાં તમારે આવવાનું વીસ તારીખે વીસ તારીખે સવારે આવી જવાનું આઠ વાગતા ચા નાસ્તો કરીને આવી જવાનું એટલે મે કીધું તમે આવોને આઠ વાગે એટલે સાંજ સુધીમાં બોડી મસાજ થઈ જશે વૅક્સ થઈ જશે પેડિક્યોર મેનિકયોર થઈ જશે પછી હેર કટિંગ થઈ જશે હેર કલર થઈ જશે ફેશિયલ થઈ જશે બ્લીચિંગ થઈ જશે બરાબર અને પછીના દિવસે આપણે મહેંદી લગાવીશું હા બૂક કરી દઉંને બૂકિંગ કરી લઉંને ઓર્ડર